હા આપણી સ્કૂલમાં બઉ બધી કોમ્પિટીસન કરવામાં આવે છે વર્ષ દરમિયાન જેમાં જેવી કે હેન્ડ રાઈટિંગ છે વકૃત્વ સ્પર્ધા છે કાવ્યગાન સ્પર્ધા છે કાવ્યલેખન સ્પર્ધા છે પછી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ છે દિવાલી દિવાલી થીમ પર છે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન મેક અ હેલ્ધી સ્નેક સલાડ કોમ્પિટિશન નવરાત્રિમાં પણ આપણે નવરાત્રી સેલિબ્રેશન કરીએ છીએ પોસ્ટર મેકિંગ છે ઇંગ્લિશ ડીબેટ હોય છે રાખી મેકિંગ આપણે વર્ષ દરમિયાન ઘણી બધી સ્પર્ધાઓ કરીએ છીએ એમા આપણી સ્કૂલમાં જિલ્લા લેવલે પણ ગએલા છે તો તમે કયા સા માં ઈન્ટરેસ્ટ ધરાવો છો

હા હા જીત સ્પર્ધા હા હા હા આપણે સિંગિંગ કોમ્પિટીસન બી રાખીએ છે એમાં તમે પાર્ટ લઈ શકો છો બરાબર બરાબર ઓકે હિન્દી ડીબેટ પણ હોય છે એમાં હિન્દીમાં આપણે કાવ્યગાન પણ રાખીએ છે ગુજરાતીમાં ઇંગ્લિશમાં ત્રણે ત્રણ લેન્ગવેજમાં રાખીએ છે જો તમને ગાવાનો એટલો શોખ હોય તો તમે કોઈ બી એમાં પણ પાર્ટીસિપેટ કરી શકો છો એ તમને કલાસ ટીચર જણાવશે બરાબર ઓકે તો તમે ક્લાસ ટીચરને નામ લખાવી દેજો અને ક્લાસ ટીચર તમને ડીટેલ્સમાં બધું સમજાવી દેશે હ ઓકે વેલકમ